મારી ઘરના આસપાસના વિસ્તારો આરોગ્યપ્રદ રહે તે માટે હું જાહેર જગ્યામાં ક્યારેય કચરો નથી ફેંકતો સંસ્થાઓ સાથે સ્વૈચ્છીક સેવા આપીને અથવા સામુદાયિક પ્રોજેક્ટમાં ભાગ લઇને સ્થાનિય પર્યાવરણીય સંરક્ષણના પ્રયત્નોને સમર્થન આપીશ બગીચાઓ અને મનોરંજનના વિસ્તારોને પ્રાધાન્ય આપતી ગ્રીન સ્પેસ અને શહેરી આયોજન પહેલ માટે હિમાયત કરીશ લીવનો સ્ટ્રેસ સિંદ્ધાંતોને અનુસરીને હાઇકીંગ કેમ્પિંગ અને પિકનિક જેવી જવાબદાર આઉટડોર પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશ કાર પુલિંગ દ્વારા જાહેર પરિવહનનો ઉપયોગ કરીને અથવા એકલા ડ્રાઇવિંગને બદલે બાઈકિંગ દ્વારા પ્રદૂષણ ઘટાડો ખેડૂતોનાં બજારોમાંથી ખરીદી કરો અને સમુદાય સપોટેડ અગ્રિકલ્ચર કાર્યક્રમમાં જોડાઈને ટકાઉ કૃષિ અને સ્થાનિય સ્થાનિક ખાદ્ય ઉત્પાદનોને સમર્થન આપીશ આ સીવાય મારા વિસ્તારમાં કુદરતી રહેઠાણો અને જૈવ વિવિધતાને જાળવાનાં મહત્ત્વ વિશે અન્ય લોકોને શિક્ષિત કરીશ